અમે અમારા બાળકોને શાળામાં દાખલ કરવા માટે જે ફી ચૂકવે છે એ હજારથી વધારે હોય છે એટલે કે એમાં જમવાનું આવી જાય છે ક કપડાનાં યુનિફોર્મનાં આવી જાય છે બેગનાં ચોપડા નોટ્સ એ બધી ફી ગણીને ટોટલ એ ત્રેવીસ હજાર પચ્ચીસ હજાર એમ થાય છે અમારી સ્કૂલની સ્કૂલ અમારા સ્કૂલમાં સ્કૂલની ફી પંદર હજાર હોય છે જે એક અમને સ્કોલરશીપ પણ આપવામાં એ પ્રમાણે સ્કોલરશીપ પણ આપવામાં આવે છે હું અત્યારે કોલેજ કરું છું કોલેજમાં અમારી ફી વન સેમેસ્ટરની ફી અઢાર હજાર થાય છે ટોટલ અઢાર હજાર થાય છે જેમાં મેસ ફી જમવાની ફી આવી જાય છે કોલેજ ફી આવી જાય છે કપડાની ફી આવી જાય છે હોસ્ટેલ ફી આવી જાય છે આમ ટોટલ અમારું એક સેમેસ્ટરની ફી અઢાર હજાર અને એક સેમે એક સેમેસ્ટરની ફી અઢાર હજારને બીજા સેમેસ્ટરની ફી ટોટલ પચ્ચીસ હજારની વચ્ચે આવે છે જે એક વર્ષ દરમિયાન અમારું એક વર્ષ દરમિયાન અમારી કોલેજની ફી ચો પંચાવનથી ચો પંચાવન હજાર જેટલી થાય છે